મારા મતે નૃત્યની રજુઆત ખરેખર યાદગાર અને અસરકારક બનાવવા માટે તમારા જે સોન્ગ છે એ સારું અને સરખું સિલેક્ટ કરવું જોઈએ પછી તેમાં આપણા બોડી એક્સપ્રેશન પછી ફેશિઅલ એક્સપ્રેશન અને આપણે કઈ રીતે પર્ફોર્મન્સ કરીએ છીએ એ પણ સારું કરવું જોઈએ અને તેમાં કલર કોડ ડ્રેસ કોડ એ પણ સારા હોવા જોઈએ જેના લીધે ડાન્સની અને નૃત્યની રજુઆત ખરેખર યાદગાર અને અસરકારક બનાવી શકાય છે